અત્યારે જોવા જઈએ તો સૌથી દુનિયાની સૌથી મોટી મૂર્તિ ક કહેવા જઈએ તો સરદાર પટેલની છે જે ખૂબ જ ઊંચી અને એકસો ને સિત્યાશી મીટર જેટલી એ કદાચ ઊંચી છે જે દુનિયાની વર્લ્ડ બેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કહી શકાય અને ઇન્ડિયાની તો ફસ્ટ કહેવાય વર્લ્ડનું પણ ફસ્ટ જ કહેવાય છે પણ ઇન્ડિયાનું પણ ફસ્ટ જ કહેવાય છે